હાં સર હું આદિત્ય બોલું છું એવું છે સર હાં હું સ્કૂલમાં જ મારી સ્વામિનારાયણ સ્કૂલ હું બાર વાગ્યાની અરે થોડી માર પપ્પાને તકલીફ છે એમને થોડી તબિયત સારી નથી રહેતી એટલા માટે અને ઘરમાં હું એકલો જ છોકરો છું એટલા માટે એમનું ધ્યાન રાખવા માટે કોઈ છે નઇ એટલે હું રેગ્યુલર આવી શકતા બી છે નઇ સારું વાંધો નઇ સર કાલથી હું રેગ્યુલર આવીશ હાં સર હું ચોક્કસ કાલથી આવીશ હાં થેન્કયુ સર